અમારા જમાનામાં યુટ્યુબ કે ફોન ન હતા એટલે મમ્મી સાથે વાત થતી હતી મમ્મી અમને રસોઈ બનાવવા માટે એના અનુભવો અમને જણાવ્યા લાપસી બનાવાની હતી અને લાપસી કેવી રીતે બનાવાની એ મમ્મીએ બહુ સરસ રીતે સમજાવ્યું અને એ રીતે મેં લાપસી બનાવી ઘરનાએ બધાએ ચાખી અને ખૂબ વખાણ કર્યાં મારા મમ્મી એને મેં ફોન કરીને કીધું કે મમ્મી લાપસી ખૂબ સરસ બની હતી અને બધાએ વખાણ કર્યા